સાંસ્કૃતિક ઉત્સવમાં દિવાળી છે ગરબા છે મકરસંક્રાંતિ છે આ બધું ઉજવીએ છીએ અને સૌથી વધારે દિવાળી પસંદ છે આમ તો હોળી ધુળેટી પણ ઉજવીએ છીએ પણ દિવાળી સૌથી